પહેલાં તો હું મારા જાન પહેચાનવાળા ઓટોવાળાને ફોન કરીશ હું એમને પૂછીશ કે મારે આણંદ જવા માટે ઓટો નોંધાવી છે અને ઓટો નોંધાવાનું ભાડું કેટલું લેશો એ પૂછીશ મારે આણંદ ગુરુદ્વારા સર્કલની બાજુમાં જવું છે તો શું તમે કેટલા સમયમાં આવી શકો તેમ છો મારે તાત્કાલિક જવાનું છે તો શું તમે જલ્દી આવી શકો તેમ છો